અમારા વિસ્તારમાં ખાનપાનની સ્થાનિક ખાસી બધી જાણીતી કેન્ટીન રેસ્ટોરન્ટ ધાબા એવાં છે કે જેમ કે ડોમીનોઝ મેકડોનલ્સ બંકર્સ બાપૂનો ઓટલો જેમાં ઘણી બધી વાનગીઓ મળે છે પિઝા પાસ્તા કાઠિયાવાડી પંજાબી ફાસ્ટ ફૂડ બધું અલગ અલગ જાતનું મળે છે